અ જો ભાઈ માણસ તો છે ન ભૂલ તો થાય માણસથી જ બરાબર છે હવે કામમાં મારી આમ તો ઘણી બધી ભૂલો છે પણ એક જે મેજર ભૂલ હતી જે મેં ઓફ રેગ્યુલરલી બે ત્રણ વખત કરી હતી એક એ હતી કે હું વિઝિટમાં હતો એક ડૉક્ટરની કૉલમાં હતો અને ત્યાં એમણે મને બે વખત સૅમ્પલનું કીધું હતું કે આ સેમ્પલ તું યાદથી લેતો આવજે તો હવે એક સૅમ્પલ મારી જોડે નહતા એ દિવસે અને નૅક્સ્ટ વિઝિટમાં હું ગયો તો એ વિઝિટમાં ડૉક્ટરને યાદ હતું કે ભાઈ તું સૅમ્પલ પેલું નૅક્સ્ટ વિઝિટનું કીધું હતું એ લાવ્યો કેમ નથી તો એ ભૂલ મારી બે ત્રણ વખત થઇ ડૉક્ટર મારા ઉપર અકળાઇ ગયો અને ડૉક્ટરે કીધું કે તારી આ પ્રોડકટ છે આ હું બંધ કરી દઈશ એ મારી પ્રોડક્ટ ચલાવતો હતો એ એણે બંધ કરી નાખી તો એ મને રિગ્રેટ થાય છે કેમકે એ મારો ડૉકટર પ્રિસક્રાઈબર હતો સારો ડૉક્ટર લાગતો હતો તો મારી એક ભૂલનાં કારણથી મને થોડું આમ મોટું નુકસાન એક થઇ ગયું